અરે મને એક શર્ટ એવો મળી ગયો ને ભાઇ કે એની તો વાત જ ના પૂછો હું અમદાવાદ ગયેલો અને ત્યાં શોરૂમમાં લાઇટિંગમાં એવો અંજાઈ ગયો અને મેં સાડી બારસો રૂપિયાનો એક સટ ખરીદ્યો અને એ સટ ત્યારે તો મને લાઇટિંગમાં એની શાઇનિંગની એની ડીઝાઇનની એના કાપડની બહુ ખ્યાલ ના આવ્યો પણ જ્યારે ઘરે લાવ્યો અને પહેર્યો ત્યારે પહેલી વાર પહેર્યો ને એટલે મને અંદર એવી ગરમી થાય કે આપણે રહી ના શકીએ અંદર આમ બફારો જ વળે પછી મને એમ થયું કે કંઈ વાંધો નહીં ચાલો ને એટલે હું ગામમાં બહાર નીકળ્યો તો લોકો હસવા લાગ્યા મને પૂછે કે કેટલામાં ખરીદ્યો હું કહું ને કે તમે કહો તો કહે બસો રૂપિયાનો હશે એ બારસો રૂપિયાનો ખરીદેલો સર્ટ લોકો એની બસો રૂપિયાની કિંમત કરે તો આપણે સમજી શકીએ કે હું કેટલો છેતરાયો હોઇશ છેતરાવવાની વાત તો અલગ રહી પણ એ સર્ટની અંદર આમ રુંછા નીકળે આપણને અંદર વાગે કરડવા દોડે અને એવું થાય બીજું એનું ફિટિંગેય એટલું બેકાર હતું ને કે આપણે પહેરીએ ને તો અંદર ગરમી ગરમી જ લાગે નકરું ખેંચમખેંચ જ લાગે પછી એની જે ડિજાઇન હતી એ ડીઝાઇનેય એટલી બધી બેકાર લાગે ને કે આપણે પહેરીને બહાર નીકળીએ ને તો કોઈ મેચિંગ જ ના થાય મારા લૂક પ્રમાણે એ સિવાય એ શર્ટની અંદરના જે કૉલરો હતા એના બટન બટન તો ઘરે લાવીને તરત બે ત્રણ બટન તૂટી ગયાં અને એના જે સિલાઈ કરેલી હતી સિલાઈમાંથી પણ અમૂક જગ્યાએ અ એને ફરીને સિલાઈ કરાવવી પડી મારે એ પછી એ શર્ટને મેં ધોવા નાખ્યો બીજા દિવસે તો ઘરવાળીએ કીધું કે આવો શર્ટમાં તમે ખરેખરા છેતરાઇ ગયા છો કે આમાં તો કે હવે આ શર્ટનો તો કલર જાય છે બરાબર પછી ધીરે ધીરે થોડા સમય વાપર્યો તો એમાંથી ઓલા રુંછા નીકળવા લાગ્યા અને એ શર્ટ અત્યારે મને પહેરવોય ગમતો નથી હવે એ પોતામાં નાખી દેવાની સ્થિતિએ શર્ટ આવી ગયો છે એટલે ખરેખર આ આટલી બધી બેકાર પ્રોડક્ટ મને મળી ગઈ અને એવો હું છેતરાઈ ગયો કે આપણે ઘણી વાર લાઇટિંગના ઓલાના માધ્યમથી આપણે ખરીદી કરીએ છીએ પણ આપણે છેતરાવાનો ભય રહે છે એટલે આ સર્ટથી તો હું કંટાળી ગ્યો છું ઘરવાળી જોડે ઝઘડા થાય છે કે આવા લઇ આવું ને આવું લઇને આવતા રહો છો તમે કહે આવો સટ લવાય અને એમ કરીને એ બારસો રૂપિયા મને એમ થાય કે મારા તો પડી ગયા કમાવવા ને એક બાજુ રહ્યાં પણ એ મારા પૈસા પડી ગયા અને આ શર્ટે તો મને ખરેખર પાયમાલ કરી નાખ્યો અને પોતામાંય નથી ચાલતો એ શર્ટ પોતામાં નાખ્યો ને તો ઘરવાળી કહે આમાં પોતું કરીએ ને તો પાછળ લીસોટા પડે છે કે કલર નીકળે છે અવે આવા સર્ટ લઇને તો મને ખરેખર અફસોસ થાય છે કે આનાં કરતા તો ના લીધો હોત તો સારું હતું પણ શું થાય હવે છેતરાયા એ છેતરાયા